એવી એક તકનીકી કુશળતા કે જે મને શિખવાની ઈચ્છા છે તો એ જે ઈચ્છા છે એ જે છે એ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ એટલે સૌથી વધારે કેમકે આજકલ કોઈપણ વ્યક્તિ છે એને પોતાના પૈસાનું મેનેજમેન્ટ કરવું એ ખૂબ જ જરૂરી છે કોઈપણ શાકની લારીવાળો હોય પટાવાળો હોય કે કોઈપણ મોટામાં મોટો ડોક્ટર હોય અથવા તો કોઈપણ અમીર વ્યક્તિ હોય બધા પોતાના પૈસા કેમ કમા કમાવા એનું નોલેજ બધાને હોય છે પરંતુ પોતાના પૈસાનો ગ્રોથ કેમ કરવો એનું નોલેજ જો બધામાં આવે તો એ બધી વસ્તુ ખૂબ જ જરૂરી હોય છે એટલે મારું માનવું એવું છે કે ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ છે એ દરેક વ્યક્તિએ કરવું જોઈએ એને ગ્રો કઈ રીતે થાય છે એનું પણ ધ્યાન વધારે રાખવું જોઈએ અને એને ગ્રો કરવા માટે આજકાલ તો ઘણી બધી સુવિધાઓ હોય છે જેમકે આપણે જો શેર માર્કેટ લઈ લઈએ કે જે કોઈ અપંગ વ્યક્તિ પણ પોતાની ઘરે બેઠાં કરી શકે છે કેમકે કોઈપણ વસ્તુને કમાવા માટે રૂપિયો પણ કમાવા માટે લોકો એ આજકલ એવી સુવિધાઓ છે કે જેમાં બહાર જવાની જરૂર નથી પડતી લોકો ઘરમાં બેસીને જ રૂપિયો પણ કમાઈ શકે છે અને એને રૂપિયાને કેમ ડબલ કરવો એનો વિચાર અને એના માટેની પણ જે આજકાલ સુવિધાઓ છે અલગ અલગ ફોનમાં કે કોઈપણ ટેકનિક દ્વારા અથવા ટેક્નિકલ આજકાલ જે સુવિધા આવી ગઈ છે એ ખૂબ જ સારી છે એટલે એ જે રૂપિયાને આપણે કેમ સો રૂપિયા કરવા એ ઘરે બેસીને તો એના માટે એની ઘણી બધી વસ્તુઓ છે શેર માર્કેટ છે પછી ગ્રાફિક ડીઝાઈનિંગ છે કે જેને બેઠાં બેઠાં ખાલી આજકાલ કોઈ પણ ગૃહિણી છે તો એ ગૃહિણીએ કદાચ ક્યાંય બહાર જવાની જરૂર નથી પોતાના ઘરે એ શું કામ કરે છે એ કામનો જો વિડીયો બનાવી અને પોસ્ટ કરી દે અને કદાચ આખો દિવસ સવાર બપોર સાંજ એ શું જમવાનું બનાવે છે એ શું કામ કરે છે ઘરે કેટલા છોકરાઓ છે ઘરે કોણ કોણ આવે છે કેટલાં બોયફ્રેન્ડ્સ છે કોઈપણ વસ્તુ જે છે એનું એ બ્લોગિંગ કરે એટલે કે એને યૂ ટ્યૂબમાં પોસ્ટ કરે તો આજકાલ લોકો ખાલી યૂ ટ્યૂબમાં અથવા તો કોઈપણ મીડિયા ઉપર વિડિયો મૂકવાથી પણ પૈસા કમાઈ શકે છે એટલે કોઈપણ ગૃહિણી જે છે અથવા તો કોઈપણ ઘરે બેસનાર વ્યક્તિ છે એને પણ એવું જરૂર નથી કે એને બહાર જાવું પડે એટલે આજકાલ જે જે જે ટેક્નોલોજી ક્ષેત્રે જે ખૂબ જ ઇનોવેશન આવ્યું છે એ ફોનનું અને એમાં આવેલી બધી અલગ અલગ એપ્લિકેશનસનું એ ખૂબ જ સારી વસ્તુ છે અને એમાં બીજી વાત કરીએ તો એજ વસ્તુ ધારોકે મેં વિડીયો મૂક્યો છે વિડીયોમાં એમનેમ તો વિડીયો મૂકાઈ નથી જતો પરંતુ વિડીયોમાં એડિટિંગ પણ આવે છે હવે એડિટિંગ એટલે શું તો એડિટિંગ તો એ બનાવ્યો છે પછી મેં રિપોર્ટ કર્યું પછી આજુબાજુના બેકગ્રાઉંડ સાઉન્ડ હોય છે પછી કોઈપણ વસ્તુ વ્યવસ્થિત કરવાની હોય છે જેમકે પોતે પહેરેલાં કપડાં છે અથવા પોતાનો લૂક છે સામે વાળાનું બિહેવીયર છે બધી જ વસ્તુનું એડિટિંગ કરવાનું હોય છે એમાં કેટલું લાઇટિંગ કોઈપણ વસ્તુ તો એ જે વસ્તુ છે એ એડિટિંગ કરવાની વસ્તુ છે એનું પણ આ કોઈ કોર્સ થાય છે હવે ધારોકે કોઈ મારુ જ ફ્રેન્ડ છે એ એણે વિચાર્યું કે એને વિડીયો બનાવવો છે તો વિડીયો બનાવવો એનું કામ છે અને એ પોતે એના વિડીયો બનાવાથી પૈસા કમાશે પરંતુ મેં વિચાર્યું કે એ વિડીયો તું બનાવીસ તો એમાં હું એડિટિંગ કરું તો એડિટિંગ કરીને પણ હું પૈસા કમાઈ શકું છું એટલે આજકાલ કોઈપણ વસ્તુ એવી નથી કે જેમાંથી આપણે પૈસા કમાઈ નથી શકતા પૈસા કમાય પણ શકીએ છે અને આપણે એને ગ્રો પણ કરી શકીએ છે બીજી વસ્તુ જો હું કહું તો શેર માર્કેટની શેર માર્કેટ એક એવી વસ્તુ છે કે જેમાં અલગ અલગ ઘણાં બધાં આજકલના લોકો હોય છે કે જે અલગ અલગ એપ્લિકેશન નો યુઝ કરે પછી ઉપર ચંદ્રયાન ઉપર લોકો જતાં હોય છે પરંતુ એ બધાના પણ આઈપીઓ આવતા હોય છે તો એ આઇપીઓ છે એસઆઈપી છે એ બધી વસ્તુમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કે અલગ અલગ વસ્તુ જે છે એમાં વ્યક્તિએ ગ્રો કરવું જોઈએ જે કોઈ પણ વ્યક્તિ કરી શકે અઢાર ઉમર અઢાર વર્ષની ઉમરમાંથી લઈ અને કોઈપણ વ્યક્તિ આ કરી શકે છે અને આ જે વસ્તુ છે એ પેહલા તો કેવું હતું કે લોકો એ અલગ અલગ બેન્કમાંને અને અલગ અલગ જગ્યાએ ધક્કા ખાવા જવા પડતાં હતાં કોઈપણ પૈસા લેવા દેવા હોય તો ચેકમાં સાઇન કરવા જવું પડે અને સ્ટોક અને હવે એ શેર વેચવો છે લેવો છે તો એને એજેંટને મળવું પડતું ફેસ ટુ ફેસ મળવું પડતું પરંતુ આજકાલ તો એ એટલી સુવિધા આવી ગઈ છે કે અલગ અલગ એપ્લિકેશન જે તમારા હાથ રહેલા ફોનમાં છે જેમકે ગ્રો છે અપસટોક છે જેરોદા છે વગેરે જેવા એપ્લિકેશનસ છે જે એપ્લિકેશન મારફતે આપણે એને વધારે કઈ કમિશનની ફી પણ નથી આપવાની હોતી અને એ કમિશનની ફી વગર ઓછી ફીએ તમે કોઈપણ વસ્તુ તમારી જાતે એને સર્ચ કરી શકો છો અને એમાં આખું એનલાઈજ થઈ જાય છે તમારે શું ભરવું શું ન ભરવું એનું પણ એ લોકો તમને માર્ગદર્શન આપે છે એપ્લિકેશન દ્વારા તો એ પણ તમારે બનાવવા માટે વધારે મગજ હલાવાની જરૂર નથી પડતી પરંતુ તમારે થોડુંક જ જો તમે એક પ્રોપર પ્લાન આઉટ સાથે અને વિચાર સાથે કરો એ ખૂબ જ સારી વસ્તુ છે પછી ત્રીજી વસ્તુ જો કહું તો એઆઈ ટેક્નોલોજી કે જે એઆઈ ટેક્નોલોજી જે છે આ બધી વસ્તુ મેં વાત જે કરી જે યુ ટ્યૂબર મૂકે વિડીયો અને શેર માર્કેટમાં તો આ બધી વસ્તુ જે છે એના એ શું કામ આવ્યું છે એનાથી પણ વધારે એની વાત કરીએ તો એઆઈ ટેક્નોલોજી આજકલ કોઈપણ વસ્તુ ધારોકે મારે કોઈ વસ્તુ બોલવી છે શીખવી છે તો કોઈ સેંટરમાં જવાની જરૂર નથી કોર્સ શીખવા

કોઈપણ વસ્તુ મારે ટાઇપ કરવી છે કે પોસ્ટ કરવી છે તો એ મને એઆઈ જ લખીને આપે છે એટલે આજકલ કોઈપણ વસ્તુ પોસ્ટ કરવી છે કોઇ વસ્તુ નવી શીખવી છે તો સૌથી વધારે જે મોસ્ટ યુઝફૂલ અને પાવરફૂલ એપ્લિકેશન કહીએ તો એ જે છે છે અને સૌથી વધારે જે છે એમાં એડિટિંગ પોસ્ટિંગને ઘણું બધું હોય તો એડિટિંગ કરવા માટેના અલગ અલગ એપ્લિકેશનસ છે જેમકે પિકાસો છે પછી કેન્વા છે કે જેમાં અલગ અલગ તમે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવી હોય છે અથવા તો તમને કોઈને બર્થ ડે વિશ કરવું હોય છે કાઇ બી કરવું હોય છે તો એમાં ફોટો એડિટ ફોટો કોલાજ પછી વિડીયો એડિટિંગ કોઈ પણ ટેમ્પલેટસ બનાવું છે કોઈપણ ફેસ્ટિવલ આવે છે તો બધી જ વસ્તુમાં તમને એમાંથી માર્ગદર્શન મળે છે અને તમે ઈજીલી કોઈ પણ ઝીરો રૂપિયાના ખર્ચ સાથે બેસટેસ ઈનોવેટીવ ટેક્નોલોજીનો યુઝ કરી અને તમે આ બધી જ વસ્તુ કરી શકો છો તો આ તો બધી વાત થઈ ટેક્નોલોજી તો ટેક્નોલોજી આટલી જરૂર શું કામ છે કેમકે આપણે પૈસા જોઈએ છે અને પૈસા કમાવા છે તો પૈસા માટે જે છે એ ખૂબ જ સારી વસ્તુ છે ટેક્નોલોજીનો